હું શાકાહારી છું એટલે મારા માનવા માનવાનું એટલું જ છે કે શાકાહારી બનવું એ સારું છે કેમકે આ રીતે જોઈએ તો તે ગુજરાતની ભોજન જે છે તેનો મુખ્યત્ત્વે શાકાહારી હોય છે અને એમ માનવામાં આવે છે કે ભારતમાં જે પીરસાતું એ સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે છે કેમકે શાકભાજી જે છે તેનામાંથી આપણને ઘણાં ખરાં વિટામીનો મળે છે જે આપણે ખાવા માટેનો ઉપયોગ કરવો જ જોઈએ કેમકે ઘણીવાર બાળકો જે છે તે શાકભાજી ખાતા નથી હોતાં પણ જો તેને પહેલાંથી જ આવી આદત નાખવામાં આવે કે તેઓ શાકભાજી ખાય તો તેના માટે તેનું શરીર જે છે તે તંદુરસ્ત થઈ શકે છે કેમકે ઘણા ખરાં બાળકો જે છે તે ખાવાની વસ્તુઓમાં જેમકે આજના સમયમાં જે છે ચીઝ ને જે છે મેંદાના જે છે મેંદાની જે બનેલી વસ્તુઓ જે હોય છે બ્રેડને આ બધુ ન ખાવું જોઈએ એટલે ઘરમાં આપણે તંદુરસ્ત ભોજન લેવું જોઈએ એટલે મારું માનવાનું જે છે તે શાકાહારી બનવું તે ઘણું સારું છે આમાં જે છે આપણે સામાન્ય રીતે જોઈએ તો જે ભોજનની થાળી જે હોય છે જેમાં રોટલી ભાખરી દાળ કે કઢી ભાત અને શાક જે હોય છે આ ઉપરાંત અથાણું છુંદો તે પણ ભોજનમાં આપણે નિયમિત લેવાય છે તે મને અત્યંત સારું લાગે છે એટલે ખાવા માટે મારું માનીતું ભોજન છે તે ગુજરાતી ભોજન ગુજરાતી થાળી જ છે